અમારા વિસ્તારની ખાણીના વેપાર જેમકે મગ પુલાવ ઢોંસા ચાઈનીઝ વડાપાઉં વગેરેના વેપાર વિશે મને જાણ છે જે અમારા વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે આ બધા વેપારોને સફળતા તેમના સ્વાદ અને સ્વચ્છતાના લીધે મળી છે મને નિત્યાનંદ ઢોસા વિશેની જાણ છે તેમણે પોતાનો વેપાર એક નાની લારી સાથે શરૂ કર્યો હતો ધીમે ધીમે પોતાની મહેનત અને વિશ્વાસનાં લીધે તેમણે વેપારમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી અને આજે તેમણે પોતાના ત્રણ વેપાર શરૂ કર્યા છે